બીજી કિસ્મતના પ્રસંગોએ ગામોમાં આ મેળાઓ સામાન્ય રીતે તહેવારો કે પર્વના સમય દરમિયાન થાય છે આ પ્રસંગોમાં મંદિરો અને ઉદાર આયોજનો દ્વારા વિશેષ વિધિઓ પૂજાઓ અને મસ્તીભર્યા કાર્યક્રમો યોજવામાં આવે છે શાળાની છૂટ્ટીઓમાં અથવા લોકલ કોમ્યુનિટી ઈવેન્ટ્સ દરમિયાન મેળા અને જાત્રાના આયોજનમાં બધાં ભાગ લઈ રહ્યાં હોય છે તે સમયે તમારું બાળપણ એક મોજ મસ્તી અને ઉત્તેજક અનુભવોથી ભરેલું હોય છે જેમાં તમે મિત્રો સાથે વિભિન્ન રમતો રમવું ટિફિનનો આનંદ માણવો અને ગામમાં નવાં લોકોને મળવાનો આનંદ માણવો